મેં અગાઉ જણાવ્યા પ પ્રમાણે મારા મેં ચામુંડા મોબાઈલમાંથી મોબાઈલ ખરીદ્યો તેની પ્રોડક્ટ ખૂબ જ સારી એવી હતી અને બાદમાં મેં એક ફનિચરની દુકાનમાંથી બેડ ખરીદ્યો હતો જેનું મટિરિયલ ખૂબ જ ખરાબ હતું જે નીચેથી જેનું ઉપરની શીટ હતી તે પણ સાવ ખરાબ હતી અને નીચેના જે પાયા છે તે પણ ખૂબ જ ખરાબ હતા એક બાજુનો પાયો તો ભાંગ તૂટેલો પણ હતો અને આજુબાજુના જે ચાર ખૂણા છે તે પણ ખરાબ હતા તેમાં જે પટ્ટીઓ રહેલી હતી તે પણ ખરાબ હતી અને તેમાં જે મટરિયલ ઉઝ કરવામાં આવ્યું છે તે સાવ નીચી ગુણવત્તાનું હતું અને તેમાં જે લાકડાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તે પણ સાવ સડેલું હતું જેથી તેનું કોલિટી પણ સાવ એ ખરાબ હતી તેથી મને તે ગમ્યું નહીં ને આથી હવે આવું તમે કોઈ બીજાને ન આપો તેવી મારી નમ્ર વિનંતી છે